શું કરે બરાબર કેટલો ટાઈમ લાગશે શેરડી લણતા આપડે હું શું કઉ શેરડી વેચીએ એના કરતાં આપડે શેરડીમાથી આપડે આપણું થોડુંક ખુદનું ગોળનું પ્રોડક્શન યુનિટ બનાવીએ નાનું નાના લેવલથી શરૂઆત કરીએ અને પછી ગોળને ડાઈરેક્ટ ઈ વેચીએ અહીંયા આપડા ગામમાં આપડા સગા વ્હાલામાં ફ્રેન્ડસર્કલમાં અને ઓનલાઈન વેબસાઈટ ઉપરથી એમેજોનમાં રજિસ્ટ્રેશન કરીને એ રીતે વેચીએ એમેજોન જીઓમાર્ટ એ બધામાં તો વધારે સારો પ્રોફિટ મળશે કારણકે મેન્યુફેક્ચરિંગ આપડું હશેને એમા તો બોઉ મોંઘા ભાવે વેચાતો હોય આપડે એનાથી થોડાક સસ્તા ભાવ રાખીએ બંને પાસે શેરડીના ખેતર છે તારી પાસે વીસ વીઘાની શેરડી છે મારી પાસે પચીસ વીઘાની છે

હા તો બને તો એનુ માર્કેટિંગ તો આપડે સોશિયલ મિડિયા થ્રુ ને એ રીતે કરશું અને યૂટ્યૂબ ચેનલથી બી કરશું થોડું ઘણું

ઓકે તો આજે આઠ વાગ્યે સાંજે મયે મળીએ જમીને શાંતિથી બેસીએ ને ડિસ્કસ કરીએ કે શું શું રિક્વાયરમેંટ છે કેટલો એક્સપેન્સ થાશે

બાય બાય થેન્ક યુ